અમદાવાદ જિલ્લામાં સ્થાનિક રહેઠાણ જે છે આપણી જોડે એમનાં તમને બે થી ત્રણ પ્રકારના વિકલ્પો મળી રહે પહેલી વાત કરીએ આપણે તો ફ્લેટ તમને મળી રહે બીજું આવી ગયું નાનાં મોટાં ઘર તમને મળી રહે અને પીજી ને આ બધા તમારા જે સ્ટુડન્ટ હોય કે બહારથી કામ કરવા આવે છે એ તમને મળી રહે તો આ બધા વિકલ્પ છે અને તમારે જે ભાડું કે એમની વાત લઈએ આપણે તો એ તમારા કેવી રીતનું ઘર છે કઈ લોકાલિટીમાં તમારું ઘર છે અને કેટલો મોટો ઘર છે એની ઉપર તમને સ્થિત છે તો જા માની લો કે તમે બે બી એચ કેનું ઘર લો કે બે રૂમ રસોડા ત્રણ રૂમ રસોડાનું ઘર લો તો તમને પંદ દસથી પંદર હજાર વીસ હજારનું ભાડું તમને મળી રહે પરંતુ તમારી લોકાલિટીના હિસાબે જેમ કે તમે વાત કરો બોપલની તો ત્યાં તમને બે બીએચકે તમને મળી રહે બીસ હજારમાં જેમ કે તમે ઇસનપુરને આ બાજુ જાઓ બે બીએચકે લેવા તો તમને બારથી પંદર હજારમાં મળી રહે તો એટલા માટે લોકાલિટીનો પણ બહુ મોટો હાથ છે આમાં તમારાં ભાડાં ઉપર અને જે શિક્ષણ અને કામ માટે બહારથી પ્રદેશનાં લોકો આવે છે અહીંયા તો એમના પાટે એમના માટે પણ સૌથી સ સારું ને અને ટકાઉ જે વિકલ્પ આપણે કઈએ તો એ છે પીજી પીજી અને બીજું આવે છે કે શેર જે કરીને રહીએ છે ફ્લેટોમાં એવી તમે એવી રીતે પણ તમે કરી શકો તો પીજીનું આપણે ભાડાંની વાત કરીએ તો પીજીનું એક મહિનાનું ભાડું આવે તમારે સાત હજાર હવે સાત હજાર ભાડું કેવી રીતે કે તમે બે રૂ બે જણા સાથે શૅરીંગમાં લો ઇન્ડીવ્યુઝલ લો તો તમને પીજીમાં તમને બાર હજાર મળી રહે આટલું છે એમ